ઘૂંટણના દુખાવા માટેના ઉપયોગ મેં નાનપણમાં જોયા હતા કે મારી દાદી મારા દાદાને લગાવી આપતી હતી રાયના તેલ ગરમ કરીને માલિશ કરવામાં આવતી હતી તો તેનાથી ઘૂંટણનો દુખાવો ઓછો થતો હતો અને ઘણા ખરા એવા ઉપચારો છે જેમકે લીમડો લીમડાના છાલ છાલ ઉતારી ગરમ પાણી કરી એને તમે શેક લઈ શકો એને તમે અહીંયાં મૂકી શકો લીમડાના છાલને પછી તમે હળદર અને મીઠું લગાવી શકો પછી ઘણા ખરા એવા ઉપચારો છે જે તમે કરી શકો છો